પાણી માટેના વિવિધ સ્ત્રોતોની વાત કરવામાં આવે તો હાલમાં ઘણા બધા સ્ત્રોતો ઉપલબ્ધ છે પહેલાંના જમાનાની વાત કરવામાં આવે તો ત્યારે માત્ર વરસાદનાં પાણી પર આધાર રાખવામાં આવતો હતો જે નાના નાના તળાવો દ્વારા સંગ્રહ કરવામાં આવતો હતો અને તેનો ઉપયોગ આખા ગ્રામજનો કરતા હતા હાલમાં ગામની વાત કરીએ તો ગામમાં કૂવા બોરિંગ વગેરે સ્ત્રોતો દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે અને શહેરોનો વાત કરવામાં આવે તો શહેરોમાં જે વરસાદી પાણી આવે છે જે દરિયામાં વહી જતું હોય છે એમને અલગ અલગ પાઇપ લાઈનો દ્વારા ઘર સુધી પહોંચાડવામાં આવે છે